આપણને ખબર છે કે આપણે લોકો ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલાય મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલાય રાજસ્થાનમાં રીતે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ બોલીઓ બોલાય છે એ આપણે ખબર છે તો આપણે આપણી ગુજરાતી ભાષાને કઈ રીતે જાળવી રાખીએ એના માટે ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે જેમ કે ભણતર છે તો એ પોતાની માતૃ ભાષામાં મળી રહે ગુજરાતી ભાષામાં અલગ અલગ પુસ્તકો લખાય છે મૂવી લખાય છે અને લોકોને લોકોને ગુજરાતી ભાષા કઈ રીતે સરળતાથી બોલી રહે તે માટે ઘણાબધા પ્રયત્નો કરવામાં આવ્યા છે તો એના માટે લોકોને અલગ અલગ રીતે નોલેજ આપવામાં આવે છે જેથી તેઓ ગુજરાતી ભાષા નો પ્રચાર કરી રહે કરી શકે છે અને તેમાં લોકો જોડાઈ રહે આથી ગુજરાતી ભાષા બધા સરળતાથી જાણી શકે આના માટે સરકાર દ્વારા પણ અલગ અલગ જાતની પ્રવૃતિઓ કરવામાં આવે છે જેમ આપણે નાનપણથી આપણી લોકલ ભાષા બોલતા હોય છે તેમ આપણે ગુજરાતી ભાષા પણ ગુજરાતમાં રહીને બોલીએ એના માટે એ લોકો ખૂબ પ્રયત્નશીલ રહે છે આપણે નાના હોય છે ત્યાંથી આપણે આપણે પોતાની લોકલ ભાષા બોલતા હોય છે જેથી આપણે ગુજરાતી ભાષા સારી રીતે બોલી નથી શકતા કે સમજી નથી શકતા આથી આવા લોકો માટે સ્કૂલોમાં અને સરકાર દ્વારા ખૂબ અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેથી આવા લોકો ગુજરાતી ભાષા સરળતાથી બોલી શકે લખી શકે કે બોલી શકે અને સરળતાથી સમજી શકે આથી તેઓને જ્યાં પણ ફરવું હોય જવું હોય ત્યાં આ ભાષા આવે તો એ લોકોને કોઈ મુશ્કેલી ના થાય આથી ગુજરાતમાં રહેતા તમામ લોકો ગુજરાતી સરળતાથી બોલી શકે એના માટે એ લોકો શિક્ષકો અને સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે